મને મારી જ પાંચ તારીખ યાદ છે બાવીસ છ ઓગણીસો બોત્તેર ઓગણત્રીસ સ સાત ઓગણીસો અડસઠ ચૌદ સાત ઓગણીસો એકાણું બાવીસ પાંચ ઓગણીસો બાણું બાવીસ પાંચ ઓગણીસો ત્રાણું